સૌથી પહેલાં તો હું મારા રમત ગમતની વાત કરું તો હું એક સ્ટેટ લેવલ પ્લેયર છું અને જયાં સુધી હું નાની હતી ત્યાં સુધી તો રમી પણ મેરેજ પછી લગભગ મારી લાઈફ બદલાઈ ગઈ મેં રમવાનું છોડી દીધું પણ રમવાનું છોડતાની સાથે લગભગ બધું જ નથી છોડી દીધું પણ છોકરાઓને ટ્રીટ કરવાનું તો મેં ચાલું જ રાખ્યું છે કારણ કે હું એક ટીચર છું તેની સાથે હું વાત કરું તો હું એક વોલીબોલ પ્લેયર છું અને સાઇડમાં હું કબડ્ડી પણ રમતી હતી વોલીબોલમાં મારી પસંદગી એટલા માટે હતી કે મને બોલ સાથે રમત કરવાની હંમેશા ખૂબ જ ગમે છે અને સૌથી પહેલી પસંદગી તો મારી ત્યારે થઈ હતી કે જ્યારે બોલ સાથે રમતા મારા સરે મને જોઈ હતી ને ત્યારે કીધું હતું કે તું ખરેખર કરી શકીશ ત્યારે મને એવું થયું કે છોકરીઓ થોડી કંઇ રમત રમતી હશે પછી એમણે મને મોટિવેટ કરી કે ના છોકરીઓ નથી રમતી એવું નથી હોતું છોકરીઓ પણ ઘણીબધી રમત ગમતમાં આગળ વધે છે એટલે હું રમત સાથે સંકળાઈ અને ત્યારે હું કદાચ અગિયારરમા ધોરણમાં હતી ને ત્યારે મેં મારું સ્પોટ્સ શરૂ કર્યું હતું અને મારી પહેલી જ ગેમ રઢુ ખાતે રમાઈ હતી જેમાં વોલીબોલમાં મેં ફસ્ટ રેન્ક સાથે અમે જીતીને આવ્યા હતા આવ્યા હતા ત્યારબાદ રઢુમાંથી અમારું સિલેક્શન થયું અને અમે સ્ટેટ લેવલે ગયા સ્ટેટ લેવલમાં ભાવનગર રમત રમીને આવ્યા ત્યાં અમે રનર્સઅપ રહ્યાં ખરેખર રમવાની ખૂબ જ મજા આવી પણ એટલું ખરેખર શીખવા મળ્યું કે આપણાં જીવનમાં જીત જ બધું નથી હોતું હારવું પણ જરૂરી છે હારવાથી આપણને કંઇક શીખવા મળે છે કે ખરેખર આપણી ભૂલ શીખવા મળે છે કે આપણે કેવી રીતે જ્યાં જ્યાં ભૂલ થઈ છે એને કેવી રીતે સુધારી શકીએ આવું જ હું મારા બાળકોને પણ કહું છું કે જીત જ દરેક વસ્તુ નથી હોતી દરેક વસ્તુની અંદર હારવું પણ જરૂરી છે હારવાથી આપણને કંઇક નવું શીખવા મળે છે તો દરેક વસ્તુમાં જીત જરૂરી નથી બીજી વાત કરીએ તો અલગ અલગ સ્ટેટમાં રમવા જઈએ ત્યારે અલગ અલગ સ્ટેટનાં વ્યક્તિઓને મળીએ છીએ અલગ અલગ ભાષા શીખીએ છીએ તેની સાથે સાથે એ લોકોનું કંઈ વિશેષ વસ્તુઓ હોય તે પણ જાણીએ છે વિશેષતા વિશે જાણીએ છીએ એ લોકાની વાતચીત કરવાની શૈલી જોઈએ છે એ એની સાથે સાથે સ્પોર્ટ્સની અંદર જોઈએ તો ઘણું બધુ એવું હોય છે કે કેવી રીતે આપણે લીડરસીપ કરવી લોકો સાથે કેવી રીતે હળી મળીને રહેવું વગેરે